મારે અત્યારે અહીંયા ગુજરાત બરોડાથી અહીંયા સુરત થઈને મારા સંબંધીઓને લઈને મારે ઉજ્જૈન મહાકાલના દર્શન માટે જવું છે તો એના માટે જોવા જઈએ તો મારે અલગ અલગ જગ્યાએ કોન્ટેક્ટ કરવા પડશે કેમકે અહીંયાથી રીલે અમારે બધા ફેમિલી મેમ્બર્સને લઈને જવાનું છે પ્લસ અહીંયાથી સુરત જતાં સુરત પણ બીજા દસથી બાર મેમ્બર્સ ફેમિલીના એડ થશે અને એ બધાને લઈને પાછું મહાકાલેશ્વર ઉજ્જૈન જવાનું છે તો ટોટલ તો પ્રાઈવેટ વિહીકલ કરીને જઈએ આપણે તો પ્રાઈવેટ વિહીકલમાં આપણે પોતાનું ગાડી લઈ શકીએ છીએ અને એનું ત્યાંની વેધર કન્ડિશન છે જે રીતનું વરસાદનું વાતાવરણ છે એ પ્રમાણે યોગ્ય તો નથી લાગતું કે પોતાનું પ્રાઈવેટ વિહીકલ લઈને આપણે બધી જ આ રીતના બધાને લઈને જઈ શકીએ જેથી મારો વિચાર છે કે હું મારી રીતના તપાસ કરીને અત્યારે ટ્રેનમાં રેઝર્વેશન કરીને દેખી જોઉં છું તો અત્યારે જસ્ટ હું વેબસાઈટ ખોલીને બેઠો છું આઈઆરસીટીસીની અને બધી એવી ટ્રેન્સને ટાઈમિંગ પ્રમાણે તપાસી રહ્યો છું જેથી અહીંયા હું પ્રાઈવેટ વિહીકલ લઈને હું મારું પોતાની જે કાર છે લઈને મારા જે ફેમિલી મેમ્બર્સ છે એટલે અમે ટોટલ બે બે કાર લઈને ફેમીલી મેમ્બર્સ સાથે સુરત જઈ રહ્યા છીએ સુરતથી મારું રેલવેનું બુકિંગ છે જેમાં મારે બધી જ સ્લીપર કોચ જ બુક કરેલી છે બધી સ્લીપર સીટ્સ બુક કરેલી છે જેથી અમારે રાતથી રાત્રે સુરતથી અમે લોકો બોર્ડિંગ કરીશું અને ઉજ્જૈન પહોંચતા ઓલમોસ્ટ સવાર થઈ જશે જેથી રાત્રિના સફર દરમિયાન કોઈ થાકે નહીં કોઈને થાક નહીં લાગે અને બધા શાંતિથી આરામથી એમાં થોડા ઉંમરવાળા વ્યક્તિ પણ છે તો ઉજ્જૈન પહોંચીને અમે આરામથી ત્યાં પણ હૉલ બુક કરેલો છે જ્યાં વિશ્રામ ગૃહની અંદર અમે બધા પહેલાં તો જ જઈને ત્યા થોડા આરામ કરીશું ફ્રેશ થઈશું અને નાહી ધોઈને નાસ્તો પાણી કરીને ત્યાંથી મંદિર રવાના થઈશું અને એના માટે જે ભસ્મ આરતીનું બુકિંગ કરવાનું હોય છે એ પણ અમે ઓનલાઈન અહીંયાથી ઉજ્જૈન મહાકાલ ઉજ્જૈનની જે વેબસાઈટ છે એમાં વિઝિટ કરીને બધાંના ગ્રાહક આઈડી પાન કાર્ડ છે આધારકાર્ડ છે મોબાઈલ નંબર છે જરૂરી વિગતો ભરીને અમે અલગ અલગ ટાઈમ સ્લોટ પ્રમાણેનું એક બુકિંગ કરી દીધેલું છે કેમકે ઉજ્જૈન માટે એક વસ્તુ હોય છે માન્યતા છે એ રીતની એક કે તમે ઉજ્જૈન મહાકાલના દર્શન કરો પણ જો ભસ્મ આરતી તમે દર્શન ના કરી તો તમારી દર્શન અધૂરા ગણાય જેથી જેટલા પણ યાત્રીઓ ઉજ્જૈન દર્શન કરવા જાય છે એ બધા ઉજ્જૈનના દર્શનની સાથે સાથે ત્યાં મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી એના પહેલાં રાત્રિના જ ત્યાં આગલે દિવસે સમજો કે રાત્રિના બાર વાગ્યાથી એક લાઈન થઈ જાય છે જ્યાં ડેલીના રજીસ્ટર થતાં ભસ્મ આરતી રજીસ્ટ્રેશનની અંદર જેટલા લોકોએ બે રીતના રજીસ્ટ્રેશન થતું હોય છે એક તો ઓનલાઈન થાય છે બીજું ઓફલાઈન થાય છે જેમાં તમારે ફિઝીકલ ડોક્યુમેન્ટસની ઝેરોક્સ લઈને ફોર્મ લઈને ત્યાં લાઈનમાં ઊભું રહીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે બંને રીતના રજીસ્ટ્રેશન કરાઈને બેમાંથી કોઈપણ એક રીતના રજીસ્ટ્રેશન કરીને તમારું રજીસ્ટ્રેશન થઈ જાય બુક અને નૉમિનલ ફીઝ હોય છે વધારે હોતી નથી એની ફીઝ તો એ બધો પ્રોસેસ કરીને તમે એમાં ભાગ લઈ શકો છો અને તમારી દર્શનના પૂરેપૂરા લાભ મેળવી શકો છો તો અમે લોકો અમારા રીતના બધા રજીસ્ટ્રેશનના જેટલી પણ જરૂરીયાતો છે બધી પૂરી કરી દીધેલી છે જવાનો ટાઈમ ત્યાંથી રિટર્ન આવવાનો ટાઈમ મહાકાલેશ્વરથી નર્મદેશ્વર જ્યોતિર્લિંગ છે ત્યાંના દર્શનનું જે બી અમારે વ્યવસ્થા કરવાની છે એ પણ કરી દીધેલી છે અને ત્યાં રોકાવાની પણ વ્યવસ્થા બધી પરિપૂર્ણ કરી દીધેલી છે તો એ પ્રમાણે બધા જ ફેમિલી મેમ્બર્સને લઈને અમે આવતાં અઠવાડિયે નીકળી ગયા હશે